ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષાઓ ઓબયસ્લી ગુજરાતી જ છે તમે બિંગ ગુજરાતી હું એવું જોઉં છું કે જ્યારથી હું નાની જ્યારથી હું નાની હતી ત્યારે અમે એક મોહલ્લામાં રહેતા હતા અને મહોલ્લામાં ગુજરાતીઓ જ રહેતા પણ અલગ અલગ પ્રદેશના જેમ કે સૌરાષ્ટ્રના છે મધ્ય ગુજરાતના છે અમે દક્ષિણ ગુજરાતના છીએ અને ત્યાર પછી ડાંગ તો એવા અમારા અલગ અલગ જાતિના પડોશિયો હતા નો ડાઉટ બધા ગુજરાતી હતા પણ દરેકનું બોલવાનું જે એક્સન્ટ હતું ગુજરાતી હતું પણ એમાં પણ વિવિધતા હતી તો જેમ સૌરાષ્ટ્રના ગુજરાતી હોય તો એની ગુજરાતી બોલવાની લઢણ એ જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત કે ડાંગના જે ગુજરાતીઓ છે એના કરતાં બિલ્કુલ અલગ હતી જેમ કે દક્ષિણ ગુજરાતના લોકો ગુજરાતી બોલે ને ત્યારે હ નો વધારે ઉપયોગ કરે કે હું તો ચા હું તો હાલ્યો હુરતનો છું એવી એવી લઢણ હતી દક્ષિણ ગુજરાતીઓની એ જ વસ્તુ જ્યારે સોરઠ એટલે કે સૌરાષ્ટ્રનું જોઈએ ને એ ક્યાં હાલ્યા બાપા એમ બોલે એટલે આખું એનો લહેકો બદલાઈ જાય તો હું નાની હતી ત્યારે મને એવું લાગતું કે આ ગુજરાતી હોવા છતાં પણ કેટલી બધી વિવિધતા છે ગુજરાતી ભાષામાં ત્યારપછી હું ધીમે ધીમે ગુજરાતી ભાષામાં મારું વાંચન કરતી ગઈ તેમ મને ખબર પડતી રહી કે ભાઈ તળપદી ગુજરાતી એટલે કે ગામડાના લોકો જે ગુજરાતી બોલે અને અર્બનાઈઝેશન એટલે કે શહેરમાં વસતા જે ગુજરાતીઓ છે એ બેની બોલવામાં પણ કેટલો ફરક છે અને ધીમે ધીમે હું આપણા ગુજરાતીના પ્રખ્યાત લેખકો જેમ કે ઝવેરચંદ મેઘાણી સાહેબ છે પછી કવિ કલાપી છે નર્મદ વીર નર્મદ છે એ બધાનું સાહિત્ય વાંચતી ગઈ શ્રી પન્નાલાલ પટેલ છે કનૈલાલા મુનશી સર છે એ બધાની નોવેલ હું વાંચતી ગઈ તેમ તેમ મને ગુજરાતમાં પણ ભાષામાં કેટલી બધી વિવિધતાઓ છે અને દરેકના જે બોલવાના લઢણ છે અથવા તો એના મેં ભાવાર્થ છે એ કેટલા અલગ પડે છે એવી મને સમજ પડી પછી ધીમે ધીમે હું જેમ મોટી થતી ગઈ તેમ અમુક કહેવતોનો પણ મેં અભ્યાસ કર્યો જેમ કે બાર ગાંવે બોલી બદલાય તો પહેલાં સમજ નહોતી પડતી કે બાર ગાંવ એટલે શું તો મારા દાદીમા મને સમજાવતા દાદાજી સમજાવતા કે બાર ગાંવ એટલે તમે બહાર ગામ જાવ ને એટલે તમારી બોલી ચેંજ થઈ જાય ભલે ગુજરાતી હોય પણ એ કહેવાનું કંઈક કહેતા હોય તો ત્યારે મને બહુ નવાઈ લાગતી કે અરે બાપરે ગુજરાતીમાં આટલી બધી વિવિધતા છે તો આખા આખા દેશમાં જે ભાષાઓ બોલાતી હશે એમાં તો કેટલી વિવિધતા હશે પછી ધીમે ધીમે ગુજરતમાં બહારના રાજ્યોમાં જેમ જેમ વિકાસ થતો ગયો તેમ બહારના રાજ્યના લોકો પણ વસવાટ કરતા ગયા જેમ કે રાજસ્થાની મારવાડીઓ છે બિહારી લોકો છે યુપીના ભૈયાઓ છે સાઉથ ઈન્ડિયન્સ જેમ કે તમિલિયન્સ છે આંધ્રપ્રદેશના છે રહેવાસીઓ એ ધીમે ધીમે ગુજરાતમાં મોટા મોટા શહેરોમાં આવતા ગયા એ લોકો પણ ગુજરાતીઓની સાથે રહી રહીને ગુજરાતી શીખવા માંડ્યા એ લોકો જે બોલતા ગુજરાતી અને અમે ગુજરાતી જે બોલીએ એમાં પણ લઢણમાં બહુ જ ફરક હતો પણ આપણને સાંભળવાની બહુ મીઠી લાગતી એ ગુજરાતી પારસીઓ જે ગુજરાતમાં રહે એ લોકોની ગુજરાતી તમે સાંભળોને તો ખરેખર આપણને ગુજરાતી હોવાને ગર્વ થાય એટલું મીઠું બોલે અને કોઈને પણ ગુજરાતીમાં તમે ગાળ પણ આપેને એ લોકો અપશબ્દ બોલે તો પણ તમને એવું ના લાગે કે ઓહો આ મને કંઈક અલગ કઈ ગયો એટલું ગ્રેસફૂલ લાગે ગુજરાતીમાં અમુક ભાષા ભાષામાં જે શબ્દો બોલાતા હોય તે તો ધીમે ધીમે મને ગુજરાતી હોવાનો ગર્વ થવા માંડ્યો કે ભાઈ મારી ગુજરાતી ભાષા કેટલી સરસ છે એનું મને અભિમાન છે અને ગુજરાતી ભાષા સરળ પણ છે કે જે બહારના લોકો ગુજરાતમાં આવીને વસ્યા એ પણ ગુજરાતી બોલે છે હવે મારા ખુદના અનુભવની વાત કરું તો મારા એક સર બિહારી હતા જ્યારે હું પ્રોફેશનલ લાઈફમાં જોડાઈ ત્યારે મારા પહેલાં જે બોસ હતા એ બિહારી હતા તો એ ગુજરાતી બોલેને તો મને બહુ હસવું આવતું આપણે ગુજરાતીમાં એવું કહીએ ને કે આવી રીતે નહિ કરવાનું તો એ શું બોલે ખબર છે એવું બોલે કે એમનો કરો એમનો કરો આખું એમનું બોલવાનું જે ઉચ્ચારણ હતું ને એ આપણા કરતાં અલગ મિમિક લાગે કે આપણને એવું લાગે કે જાણે મિમિક્રી કરી એમ છે અને આપણે કહીએને કે આ પૈસા તો ભરવા જ પડે તો એવું બોલે આ પૈસા તો ભરવો જ પડે ભરવો જ પડે તો હું કાયમ મારા સરને કરેક્ટ કરતી કે સર પૈસા ભરવા પડે ભરવો ન પડે તો મને કે બેન હું બિહારી છું તમને સમજ પડે છે ને કે હું શું કહેવા માગું છું તમે ગુજરાતી છો તમે સમજી ગયા છો હું એ જ કહેવા માગું છું જે તમે ગુજરાતીમાં સમજો છો એટલે મને ઘણી મજા આવતી એમની સાથે કામ કરવાની પછી જ્યારે મારા બોસ બદલાયા અને એક બંગાળી મારી સાથે આવ્યા તો બંગાળી લોકો બી ગુજરાતી બોલવાની ટ્રાય કરે તો મારું નામ તો દર્શના તો દોર્સોના દોર્સોના કરે તો મને મને એવું લાગતું કે આ મારા નામનું તો અર્થ જ બદલી કાઢશે પછી મેં એમને કીધું સર દોર્સોના નહિ દર્શના તો મને એમણે સમજાવ્યું કે બંગાળીમાં છે ને તે દોર્સોના તું જે કે છે ને પણ અમારામાં બધામાં ઓ આવે ઓ એટલે મને એવો ખ્યાલ આવ્યો કે આ ભાષાઓ જેટલી આપણા દેશમાં બોલાય છે દરેક પ્રાંત દરેક કદાચ મોહલ્લામાં દરેક ઘરે ઘરે અલગ અલગ ભાષાઓ છે એવું લાગે છે તો એ ભાષાની જે મજા છે ને એ કંઈક અલગ છે અને જે ડાયવર્સિટી છે કે એમાં જ યુનિટી છે કદાચ આપણી અને આપણે કદાચ એ બીજી ભાષામાં જ આપણી ભાષા સાંભળતા હોઈને બીજા લોકોને મોઢે તો પણ આપણને સમજ પડી જાય છે કે ભાઈ એ શું કહેવા માંગે છે ગુજરાતીમાં બરાબર તો આજે આજનું ગુજરાત હું જ્યારે જોઉં છું તો એ ગુજરાતમાં તો કેટલા બધા લોકો વસે છે અને ગુજરાતી સિવાય તમને બેંગોલી મરાઠી પંજાબી બિહારી એવા પછી તમે કો તો હવે તો બધા જર્મનને ફ્રેંચને એવું પણ બોલતા હોય છે છોકરાઓ સ્કૂલમાં તો મુખ્ય ભાષાની વાત કરીએ તો ગુજરાતમાં તો અત્યારે મેટ્રોપોલિટન કલ્ચર આવવા માંડ્યું છે તો મેટ્રોપોલિટન કલ્ચરમાં તો કોઈ ભાષાનું બાંધ જ નથી ઈંગ્લીશએ બોલી શકો તમે ઇંગ્લિશ હિન્દી મિક્સ બોલો છો ગુજરાતી હિન્દી મિક્સ બોલો છો ઇવન છોકરાઓ જે સ્કૂલમાં ભણે છે અત્યારે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ મારા છોકરાની વાત કરું તો એ જ્યારે મારી સાથે ગુજરાતીમાં વાત કરે ને તો આપણે કે ને કે આ તારી ભૂલ થઈ ગઈ તો એવું ના બોલે મમ્મી આ મારી ગલતી થઈ ગઈ એટલે હું એને કહું બેટા ગલતી તો હિન્દી વર્ડ છે આપણે ભૂલ કહેવાનું ગુજરાતીમાં તો મને કે એ કે એમાં શું ફરક પડ્યો આમ કહીએ કે તને સમજ તો પડીને કે ગલતી એટલે ભૂલ એટલે હું એને કહું ને કે તું કારણ કંઈક બોલ કારણ કે એવું કે ને કે હું કારણ કે મારે આ કરવું હતું તે મને એવું જ કે તાખી મારે આ કરવું હતું એટલે હું એને કહું કે આ તો હિન્દી વર્ડ છે તો કી તો કે મારે શુદ્ધ ગુજરાતી બોલવાની કંઈ જરૂર છે એમ કે તને ખબર પડે છે ને તો આ છે ગુજરાતી હિન્દીની મજા પછી હવે એક ગુજલીસ કરીને એક નવું ડેવલપ કલ્ચર થયું છે જેમાં ગુજરાતી ઇંગ્લિશ મિક્સ આવે હું મારી પોતાની વાત કરુંને તો મારે અમુક વર્ડ એવા વર્ડ જેમ કે હું વર્ડ બોલી અમુક શબ્દો એવા હોય છે જે મારાથી ગુજરાતીમાં કદાચ મારે બોલવું હોય તો મારે વિચારવું પડે કે હું શું બોલું આનો ગુજરાતી મિનિંગ શું થતું હશે મેં એક મૂવી જોએલું ચુપકે ચુપકે અમિતાભ બચ્ચનનું અને ધર્મેન્દ્રનું તે એ ખરેખર મૂવી જોવા જેવું છે લેંગ્વેજ પર જ હિન્દી લેંગ્વેજની એમાં બહુ મજા આવે તો એમાં એન્જિન જેને ઇંગ્લિશમાં આપણે એન્જિન કહીએ છીએ એનું હિન્દી જે શબ્દ હતો એ બહુ ફની હતો લોપદગામી અગ્નિરથ ચાલક એટલે આપણે સમજતા જ આટલી વાર લાગે લોપદગામી અગ્નિરથ ચાલક એટલે કે એન્જિન તો પેલું ખાલી તમારું સાડા ત્રણ અક્ષરમાં પતી જાય એને માટે મારે કેટલો લાંબો શબ્દ યુઝ કરવાનો લોપદગામી અગ્નિરથ ચાલક અને એ અને સ્ટેશન સ્ટેશન એટલે લોપદગામી અગ્નિરથ વિરામ સ્થળ ઓહ આ તો કેટલું બધું હાર્ડ લાગે તો ધીમે ધીમે ગુજલીસ જે આપણી માતૃભાષા સાથે ગુજરાતી સાથે વણાયું એની પણ મજા ખૂબ સરસ સે તમે આપણે જે મહારાષ્ટ્રમાં જઈએ તો આપણો ઘણો મોટો ગુજરાતી વર્ગ વસે છે મુંબઈમાં તોએ જે મુંબઈનું ગુજરાતી છે એ આખું અલગ જ છે એની સામે તમે રાજકોટ જાઓ જામનગર જાઓ તો એ જે ગુજરાતી બોલે છે એ આખું અલગ છે પણ અમુક શબ્દો એવા છે જે ગુજરાતી તમે ને ખ્યાલ તો આવી જ જાય કે ભાઈ આ ગુજરાતીમાં આ કહેવા માંગે છે એટલે પણ કેવાનો પર્પઝ એવો છે ગુજરાતમાં ભલે બોલાતી મુખ્ય ભાષા ગુજરાતી છે પણ એના અલગ અલગ વર્ઝન જે આજે આપણી સામે આવે છે મોડર્ન એરામાં એ સાંભળવાની પણ મજા છે જે શુદ્ધ ગુજરાતીમાં હતી તેની પણ મજા અલગ છે અને અત્યારે જે આપણે મોર્ડન ગુજરાતી સાંભળીએ છે એ પણ ખૂબ સરસ છે બંનેમાં કહેવાનો ભાવાર્થ એક જ હોય છે માત્ર સામી વ્યક્તિને સમજ પડે છે બરાબર સમજ પડે છે અને આપણે જે કેવા માંગીએ છે એનો ભાવાર્થ એ પકડે છે કે નહિ એ વધારે જરૂરી છે